હું મારા વિસ્તારના રાજકીય પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી વિષે કહું તો તેમના નેતા શ્રી હર્ષ સંઘવી શ્રીમતિ સપના જરદોસ તથા શ્રી સીઆર પાટિલ આ ત્રણે વ્યક્તિઓને મેં દૂરથી જોયા છે થોડી એમ એમની પ્રવૃતિઓ પણ જોઈ છે એના પરિણામો પણ જોયા છે એમની કાર્ય પદ્ધતિ પણ થોડી થોડી જોઈ છે સમજી છે એટલે એટલું હું જાણું છું તેમની કાર્ય સૂચિ શું છે તે તો મને ખબર નથી પણ મને એવું ચોક્કસપણે લાગે છે કે એ લોકો શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આપણા અને મારા લાડીલા પ્રધાન મંત્રીના કહેવા પ્રમાણે જ એમના સૂચનો પ્રમાણે જ અને એમની વિચારસરણી અને કાર્ય પદ્ધતિ પ્રમાણે જ આ ત્રણેય જણ કાર્ય કરતા હશે એ જ પ્રમાણેની એમની કાર્ય સૂચિ હશે અને પદ્ધતિ હશે એવું મારું ચોક્કસપણે માનવું છે અને એક નાગરિક તરીકે તેઓએ અમને કેવી રીતે મદદ કરવી જોઈએ તેમાં હું ચોક્કસપણે એટલું જણાવીશ કે એ લોકોએ તેમનો જે પણ વિસ્તારો હોય છે તેમના લોકોને અચૂકથી નિરંતર સાંભળવા જોઈએ એમની રજૂતા રજૂઆતોને સાંભળવી જોઈએ સમજવી જોઈએ વિચારો કરવા જોઈએ અને મદદ પણ ચોક્કસપણે કરવી જોઈએ કારણ કે એ સાંભળવામાં સમજવામાં અને તેના પર અમલ કરવામાં એ લોકો નિષ્ફળ રહેશે તો એના ચોક્કસ ઊંધા અને જુદા પરિણામો આપણા લાડીલા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને મળશે કે જેમાં એમનો કોઈ જ વાંક નહીં હોય અને અમે એક નાગરિક તરીકે ભારતીય જનતા પાર્ટીનું જ શાસન ઇચ્છીએ છીએ અને શ્રી નરેન્દ્ર ભાઈ મોદી વડા પ્રધાન તરીકે હંમેશાં રહે એવું જે ઇચ્છે છે એ અંતિમ પરિણામોને જાળવી રાખવા માટે અમારા વિસ્તારના રાજકીય પક્ષના નેતાઓનો ખૂબ મોટો ફાળો રહે છે તેમનું એમને ધ્યાન હોવું જોઈએ